હા એક શ્રદ્ધા માટે મેં એકવાર રસિયન સલાડ બનાવ્યું હતું તેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી સમારીને એમાં મેયોનિઝ નાખી અને ધાણાનું ડેકોરેશન કરી દીધું હતું આવું કરવાની પ્રેરણા મોબાઇલમાં ઓનલાઈન યુ ટ્યુબ પરથી મળી હતી